હલો હલો હાં ક્યાંથી વાત કરો છો તમે હું અમદાવાદ સિવિલ અમદાવાદની કેન્સરની સિવિલ હોસ્પિટલમાંથી વાત કરું છું હાં બોલો બોલો શું તકલીફ છે તમને અચ્છા આપનું નામ જણાવશો પહેલા અચ્છા અને આપની ઉમર કેટલી છે અચ્છા અને આપને કેટલા ટાઈમથી આ પ્રોબ્લેમ છે બરોબર બરોબર છે એટલે તમને તકલીફ અત્યારના તકલીફ શું થાય છે અને કઈ જગ્યાએ બરોબર છે એટલે કઈ જગ્યાનું કેન્સર છે તમે કંઈ રિપોર્ટ કે એવું કશું કરાવેલું છે અચ્છા અને એવું કીધું છે કે કયા સ્ટેજનું કેન્સર છે કે એવું કાઈ

અચ્છા પહેલા સ્ટેજ ઉપર છે અચ્છા તો આપણે ત્યાં છે ને આયુર્વેદિક ટ્રીટમેન્ટ પણ ઉપલબ્ધ છે અને એલોપેથિક ટ્રીટમેન્ટ પણ ઉપલબ્ધ છે આયુર્વેદિક ટ્રીટમેન્ટમાં તમારે અમુક સેશન લેવાં પડશે એટલે અમુક એના પર થેરાપી ઉપર કામ કરવામાં આવે આયુર્વેદિક પધ્ધતિથી અને એમાં ધીમે ધીમે તમને રીઝલ્ટ મળે અને બીજું આપણે કેમો થેરાપી છે કે જેમાં કેમો થેરાપી આપવામાં આવે એ તમને એનો ડોઝ આપવામાં આવે ઇન્જેકશન દ્વારા એમાં તમને એવું થાય કે જો તમારી તમારે વિકનેસ હોય તો પહેલાં ડોઝમાં તમારા શરીરને અનુકૂળ આવે કે ન આવે તો તમને નબળાઈ જેવુ લાગે કે તમને ખાવાનું ના ભાવે કે તમને બેચેની લાગે એવું થાય અને પછી પછી તમારા નેક્સ્ટ ડોઝમાં તમને એ જે પ્રોબ્લેમ થાય એના કરતાં થોડો ઓછો થાય અને એમાં તમને ધીમે ધીમે એમાં કેમો થેરાપી છે ઈ કેન્સરના જમ્સને બાળી નાખે છે એટલે એમાં તમને ધીમે ધીમે તમારામાં સુધારો તમને જણાય કેમોથેરાપીનો ડોઝ છે બહુ હાઈ છે એટલે એમાં તમારા વાળ સાવ ખરી જાય સ્કીન ઉપર થોડોક પ્રોબ્લેમ દેખાય એવી બધી વસ્તુ થઈ શકે છે બરોબર એટલે હવે તમારી પાસે કારણકે આયુર્વેદિક પધ્ધતિ અને અહીં કાર્ડની સુવિધા છે તમારી પાસે કાર્ડ છે હાં છે હાં છે કાર્ડ છે એટલે એનો લાભ તમને એમ મળી શકશે અને તમારે હજી શરૂઆત જ છે તો તમને એમ કેવાય કે તમને આપણે ટ્રીટમેન્ટથી બને તો સાવ સારું થઈ જશે બરોબર છે હાં તો તમારે ક્યારે તમે ગમે ત્યારે આવી શકો છો એપોઇન્ટમેન્ટ લઈ અને તમે અહિયાં બતાવવા આવી શકો છો તમે અહિયાં બતાવવા આવશો પછી તમારે તમારી સિચ્યુએશન અત્યારના કઈ ટાઈપની છે તમારા રિપોર્ટ બધાં જોયા અને પછી અમે નક્કી કરશું કે ભાઈ આ સ્ટેજ ઉપર છે તો આપણે આયુર્વેદીક ટ્રીટમેન્ટમાં જઈ શકીએ કે ના જઈ શકીએ કે પછી આપણે કેમો થેરાપી કરવી બરોબર છે એટલે બને એટલા વહેલા તમે એકવાર અહીં આવી અને રૂબરૂ તમારા રિપોર્ટ લઈને મળી જાવ તેથી આગળ કેવી રીતના વધવું એ ખ્યાલ આવે બરોબર ઓકે ચાલો હાં થેન્ક યુ